અ હું એમ તો સૌથી વધારે અ ઘરે જ કુકિંગ કરું છું પણ મેં લગભગ બે કે ત્રણ વાર રસોઈના વર્ગમાં હાજરી આપી છે એ કોન્ટીનેન્ટલ ક્યુઈઝન માટે હતી એમાં મેં કપ કેક મફિન્સ અને સેન્ડવીચ બનાવતા શીખ્યું હતું ઘરમાં આપણે જે રીત વાપરતા હોઈએ એનાથી બહુ જ જુદી હોય છે અને એમાં એટલે જુદી પ્રકારની રીત શીખવા મળે છે અને આપણે પછી એ રીતે આપણે ઘરે બનાવીએ તો એનું રિઝલ્ટ બી ડિફરન્ટ આવે વધારે સારું આવે છે અને મને એવું લાગે છે કે દરેક માણસે જેને બી રસોઈનો શોખ હોય છે એને એકાદ વાર તો વર્ગમાં હાજરી આપવી જ જોઈએ અને એમાંથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે અને મેં જેમનાથી જે જેમના વર્ગમાં હાજરી આપી હતી એ બહુ જ સારા એક પ્રોફેશનલ છે અને ત્યાં બહુ જ મજા આવે છે બીજા લોકોની બનાવવાની રીત પણ આપણને શીખવા મળે છે તો હા